મે પ્રૌઢ લોકો મોસ્ટલી રમતા તો નથી જોયા પણ એ લોકોને યોગા કરતા જોયા છે કારણ કે યોગા કરવાથી એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને તંદુરસ્ત રહે છે